મેં પોતે કોઈ દિવસ સ્પીડ રનિંગ કે એવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લીધો અને સ્પીડ રનિંગ શું છે એને વિષે મને ઘણી જાણકારી નથી પણ મેં બીજી પ્રવૃત્તિઓ જેમ કે ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ખેલ મહાકુંભમાં ઘણી સારી રીતે ભાગ લીધો છે અને મેં ત્રણ થી ચાર વરસ સુધી એમાં ભાગ લઈને નંબર મેળવ્યા છે અને એ નંબર મેળવવા પાછળ મારા મમ્મી પપ્પાનો ઘણો મોટો હાથ છે અને એનાથી હું બહુ ખુશ છું